મારા વિસ્તારમાં આરોગ્ય સંભાળ પદ્ધતિમાં પહેલાના સમયમાં નાના છોકરાઓ પણ એકદમ સાવ બીમાર પડી જતા હતા ગંદકી હતી જ્યાં ત્યાં કચરો ફેંકવાની સુવિધા હતી જેમ તેમ લોકોમાં રોગચાળો ફેલાતો હતો પહેલાના સમયમાં સરકાર દ્વારા એવી કોઈ સંભાળ ન હતી પણ અત્યારના સમયમાં સરકાર પૈસા રોકીને ઘરે ઘરે પાણીના ટાંકામાં દવાઓ નાંખી જાય છે પહેલાના સમય કરતાં અત્યારના સમયમાં મારા વિસ્તારમાં ઘરની આસપાસ કચરો જે કંઈપણ ફેલાયેલો હોય તે ઉઠાવી અને ત્યાં ડીડીટીનો છંટકાવ કરે છે આજુ બાજુના વિસ્તારમાં સ્વચ્છતાનું અભ્યાન શરૂ કરેલું છે ઘરની આસપાસ વૃક્ષારોપણ શરૂ કરેલું છે અને ઘરની આસપાસ દરેક જગ્યાએ વૃક્ષો વાવાનું શરૂ કર્યું છે જેના લીધે ઑક્સીજન આપણને મળી રહે છે અને ઑક્સીજન મળે જેના લીધે વરસાદમાં પણ અથવા વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળે છે પહેલાના સમયમાં કહેતા કે વૃક્ષો વાવો વરસાદ લાવો તો ઘરની આસપાસ મારા વિસ્તારમાં વૃક્ષારોપણ શરૂ કરેલું છે પહેલાના સમયમાં આરોગ્યની સંભાળ માટે કોઈ સુવિધાઓ ન હતી અત્યારના સમયમાં આરોગ્ય સંભાળમાં બાળકોને અને મોટાઓને પણ રસીની સારવાર મળી રહે છે કંઇપણ તકલીફ થઈ હોય તો હોસ્પિટલોની સારવાર મળી રહે છે અને ઘરે ઘરે પાણીમાં પણ દવાઓનો છંટકાવ કરી જાય છે અને બાર પણ એટલી સ્વચ્છતાનું અભિયાન શરૂ કર્યું છે જેથી લઈને રોગચાળાનો ભય રહેતો નથી જ્યારે વરસાદ આવે ત્યારે પણ વરસાદના લીધે જે તે વિસ્તારમાં ગંદકી અને રોગચાળો થાય છે તે થતો નથી અને ત્યાં અત્યારે ડીડીટીનો છંટકાવ પણ કરેલો છે અને મારા વિસ્તારમાં વૃક્ષો વધુમાં વધુ વાવેલા છે અને ઘરની આસપાસ એક નાનું નાનું આરોગ્ય કેન્દ્ર પણ ખોલવામાં આવેલું છે જેના લીધે નાની અને સામાન્ય બાબત અથવા સામન્ય કંઈપણ શરદી તાવ ઉધરસ કંઇપણ થયું હોય તો અમે એ નાનું આરોગ્ય કેન્દ્રમાં જઈ અને દવા પણ લઈ શકીએ છીએ ઘરની આસપાસ એવા નાના નાના કેન્દ્ર પણ આરોગ્ય માટે ઊભા કરેલા છે પહેલાના સમય કરતાં અત્યારના સમયમાં આરોગ્યની સંભાળ ખૂબ જ સરસ રીતે સરકાર કરી રહી છે અત્યારના સમયમાં સરકાર અટલા પૈસાઓ રોકી અને આરોગ્યની સાર સંભાળ લઈ અને લોકોને સુરક્ષિત અને સ્વચ્છ જગ્યાઓ પર રહી શકે અને તેના આરોગ્ય વિશે ખૂબ સંભાળ લઈ રહી છે